હલો હા જી ગુડ ઈવનિંગ ગુડ ઈવનિંગ બોલો બોલો વિનોદભાઈ કેમ છો શું શું સેવા કરું તમારી જી જી શું શું થઈ ગયું વળી હાં હા હા અરે અરે પણ અવે સાંભળો એક તો છે ને અત્યારે તો પ્રીકોશન લેવા માટે ખાલી પ્રાઇમરી તમને એક ઍડવાઈસ આપી દઉં કે અત્યારે અત્યારે સિઝન ચેન્જ હમણાં અચાનક વરસાદમાંથી ઉનાળો ચાલુ થઈ ગયો ને રાત્રે ઠંડી પડે ને અત્યારે દિવસના તો ગરમી પડે એટલે એ થોડું વાઇરલ હશે એટલે શરદી ને ના શરદીને એમાં કોઈ ટેન્શન નહીં લો અને અને જે લૂઝમોશન જેવું છે ને તો એના માટે થોડીક છે ને એક અત્યારે તો પ્રાઇમરી તો થોડીક થોડી બરોબર બાકી બાકી હું કોઈ બાબા ને કે કોઈને મોકલો અમારા ક્લિનિક ઉપર એટલે હું દવા આપી દઉં છું એમને બરોબર છે હા આને પ્રિકોશનમાં એક ખાવા પીવાનું થોડું અને બહારનું ખાવાનું અત્યારે તો એક કડક કોફી પી લો એક લીંબુ નીચોવી અડધું લીંબુ નીચોવી ને એક કડક કોફી પી લો તમે હા એટલે થોડું લૂઝમોશનમાં થોડુંક આરામ રહેશે ને બાબા બાબાને ક્લિનિક ઉપર મોકલો એટલે હું એમને દવા પણ આપી દઉં છું કે આપણે હા તમને તમારી તાસીર કઈ છે એ મને ખબર છે કારણ કે તમે રેગ્યુલર મારા પેશન્ટ જ છો હા હા એટલે મને આઇડિયા જ છે તમારી તાસીર શું છે તે મુજબ હું એમને દવા આપીશ તમે બાબાને મોકલજો બરોબર છે હા હા એટલે એ મુજબ હું તમને દવા આપી દઉં છું બરોબર છે અને અત્યારે અત્યારે અત્યારે જે ટોટલી રેસ્ટ લઈ લેજો બે દિવસ બરાબર છે જી જી ભલે ઓકે ઓકે વેલકમ